હાલ આવો બેન તમને શું જોઈએ અચ્છા ઓ અચ્છા અત્યારને તમારે લેટેસ્ટ ડિઝાઇન્સ એવી જોઈએ કેટલા વર્ષની છે તમારી બેબી ચૌદ વર્ષની ઓકે અચ્છા ઓકે તો તમે કેવી રીતે પ્યોર ગોલ્ડ રોસ ગોલ્ડ વ્હાઇટ ગોલ્ડ એમાં કઈ પ્રીફર કરશો તમે લાઇક અચ્છા ઓકે અચ્છા ઓકે ઠીક છે તો હું બતાડુ છું તમને તો તમે જોતાં જાવ પરીને કે કેવી લાગે છે તમને ડિજાઇન્સને બધી એવી રીતે અને

હા હમ્મ ઓકે એટલે અમારી પાસે યુનિક ડિઝાઇન્સ છે જે તમાર તમને બી ચાલે અને પછી તમાર તમારા દીકરી માટે બી એમ ચાલશે એટલે ટુ ઇન વન થઈ શકશે વાંધો નહીં આવે એવી રીતે એટલું વાંધો નહીં આવે છે કે તમને હેવી નહીં લાગે એ બધું એટલે ડેલીકેટ જ હશે બધાં હા એટલે તમે ડેલી વેર માં પણ યુઝ કરી શકો એટલે જીન્સ ઉપર બી પહેરી શકીએ તમે ડ્રેસ ઉપર પણ પહેરી શકો એવી ડિઝાઈન્સ છે અમારી પાસે અને અને આનું અંદાજે તમને આઈ થિંક સપોસ હવે કેટલાં દોઢ લાખ જેવું થશે કરીને હવે તમે એક્ચુઅલી બે ગ્રામ ત્રણ ગ્રામ ને પાંચ ગ્રામ જેવું કીધું તો એટલું તો થશે હમણાં ચોસઠથી પાંસઠ હજારનો ભાવ ચાલે છે ટવેન્ટી ફોર કેરેટનો તો તમે તમારું થોડુંક બજેટ વધારો તો જરાક તમને સારી ડીઝાઈનો મળશે એમાં અને એટલે હા ઓકે કઈ વાંધો નહીં ઓકે